હા અમે ઔષધિ વનસ્પતિ જેમકે તુલસી તુલસી ઘરે ઉગાડીએ છીએ જે અન્ય જડીબુટ્ટી ઘરે પણ થઇ શકે છે જેમ કે ર અરડુશી છે એવાં પણ વૃક્ષો ઉગાડીને ઔષધીઓ આપણે ઉગાડી શકીએ છીએ અને એનાં વિષે કહીએ તો તુલસી એક ખૂબ જ ફાયદાકારક છે તે વાતાવરણ ખૂબ જ શુદ્ધ રાખે છે અને માથાનાં દુઃખાવા માટે પગના સાંધાના દુઃખાવા માટે ઘણી બધી ઉપયોગી અ છે અને કુદરતી ઉપચાર માટે એન્ટિ અ એન્ટિ બાયોટિક કરતાં પણ વધુ સારી છે કે બે એન્ટિ બાયોટિક દવાઓ કરતાં કુદરતી દવાઓ ખૂબ જ અને ઓર્ગેનિક હોય છે જેથી તે ખૂબ જ ફાયદાકારક છે અને ઔષધી વનસ્પતિમાં તુલસી છે અરડુશી છે એવાં ઘણાં બધી વનસ્પતિઓ છે જે અ ઔષધીઓ તરીકે ઓળખાય છે અને તેને પણ ઘરે પણ ઉગાડવી જોઇએ અને બીજાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ